શિક્ષણ મહત્ત્વનું છે એવું કહેવું એ ખૂબ જ અલ્પોક્તિ છે શિક્ષણ એ જ વ્યક્તિનું જીવન સુધારવાનું એક માત્ર શસ્ત્ર છે કોઈ પણ વ્યક્તિનાં જીવનને બદલવાં માટે તે કદાચ સૌથી મહત્ત્વપૂર્ણ અને અદ્ભૂત સાધન છે સૌપ્રથમ શિક્ષણ વાંચવાને લખવાની ક્ષમતા શીખવે છે વાંચન અને લેખન એ શિક્ષણનું પ્રથમ પગથિયું છે મોટાં ભાગની બધી જ માહિતી લેખન દ્વારા કરવામાં આવતી હોય છે શિક્ષણ છે ને એ લોકોને આદર્શ અને સાક્ષર બનાવે છે સૌથી ઉપર શિક્ષણ એ રોજગાર માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે જે ચોક્કસપણે યોગ્ય જીવન જીવવાની શ્રેષ્ઠ તક છે એવું કેહવાય કે ઘણા ગરીબ લોકો શિક્ષણની મદદથી તેમનું જીવન સુધારે છે શિક્ષણથી વ્યક્તિની વવ વાહ વાણીને સુધારે છે કમ્યુનિકેશન સારું થાય છે આજના સમયમા શિક્ષણથી વ્યક્તિ ટૅકનોલોજીનો વધુ સારો ઉપયોગ કરી શકે છે શિક્ષણ વિના આધુનિક મશીનોનો ઉપયોગ કરવો મુશ્કેલ બને છે શિક્ષણની મદદથી લોકો વધુમાં વધુ પરિપક્વ અને અનુભવી બને છે શિક્ષણ આપણને સુખ આપે છે શિક્ષણ દરેક વ્યક્તિને શિસ્તનું મૂલ્ય શીખવે છે આજના સમયમાં ભણેલાં ગણેલાં લોકોને પણ સમયની કિંમત વધુ સમજાય છે શિક્ષિત લોકો માટે એક એક ક્ષણ પણ પૈસા સમાન છે અંતે શિક્ષણ વ્યક્તિઓને તેમના વિચારોને અસરકારક રીતે વ્યક્ત કરવા માટે સક્ષમ બનાવે છે શિક્ષિત લોકો તેમનાં દૃષ્ટિકોણને પણ સારી રીતે સમજાવી શકે છે સૌપ્રથમ શિક્ષણએ સમાજમાં જ્ઞાન ફેલાવવામાં મદદ કરે છે શિક્ષિત સમાજમાં જ્ઞાનનો પ્રચાર પ્રસાર ઝડપી થાય છે વધુમાં શિક્ષણ દ્વારા એક પેઢીથી બીજી પેઢીમાં જ્ઞાનની આપ લે પણ થાય છે શિક્ષણ નવી નવી ટૅકનોલોજીના વિકાસ અને નવીનતામાં મદદ કરે છે સૌથી શ્રેષ્ઠ વાત એ છે કે જેટલું વધુ શિક્ષણ તેટલી વધુ ટૅકનોલોજીનો પ્રસાર થશે જેમ કે યુદ્ધનાં સાધનો દવા ખેતી કમ્પ્યુટરમાં પણ શિક્ષણનો ખૂબ મોટો ભાગ છે શિક્ષણ એ અંધકારમાં પડેલા મા માણસના જીવનમાં પ્રકાશનું કિરણ લા લાવે છે તેથી લોકો ચોક્ક્સપણે સારાં જીવનની આશા પણ કેળવી શકે છે શિક્ષણ મમ મેળવવાનો આ પૃથ્વી પરના પ્રત્યેક માનવીને મૂળભૂત અધિકાર છે